આઈડીએમસી ચોકડી ગણેશ ચોકડી ગોપાલ ચાર રસ્તા અમૂલ ડેરી ચાર રસ્તા મોટા બજાર નાના બજાર એપીસી સર્કલ ટાઉન હોલ સર્કલ ગ્રીટ રોડ